ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ઘણાં સ્તરો અને વિવિધતાઓ છે જેમકે સરકારી અને પ્રાઇવેટ એમ બે પ્રકારની સ્કૂલો અને એમાં પણ શાળાઓ અને કોલેજો નો સમાવેશ થાય છે પણ આમ જોવા જઇએ તો ભારતમાં શિક્ષણ વ્યવસ્થામાં ઘણી ખામીઓ છે જેમકે ગામડામાં ઘણા પ્રદેશોમાં ગામડાના ઘણા વિસ્તારોમાં સ્કૂલો ની જે પ્રાથમિકતા જે પ્રાથમિકતા જે છે જેમકે પ્રાથમિક જરૂરિયાત છે જેમકે એક જગ્યા શિક્ષક એક હોવા જોઈએ તે ઘણો અભાવ છે ત્યાંનાં છોકરાઓને આજે પ્રોપર સ્કૂલ પણ નથી કે જેમાં એ લોકો આજે શિક્ષણ લઇ શકે જેમકે એ લોકોને બહાર બેસીને અને કરીને બહાર ઝાડ નીચે અને એવી રીતે અચ્છા એમની પાસે પૂરતાં સાધનો જેવાં કે બૂકો છે કે જે બેઝિક જે હોય દફતર છે કે પછી પેન્સિલ એનો ઘણો અભાવ છે અને આ એક શિક્ષણ વ્યવસ્થા શિક્ષણ માટે જે બેઝિક જે જરૂરિયાતની વસ્તુઓ છે તેની ઘણી ખામી છે હવે વાત કરીએ તો આજે ગામડાઓની તો વાત થઈ પણ જે શહેરમાં છે જેમાં કે પ્રાઇવેટ સ્કૂલો છે જેમાં એસી અને એ જે બધી સુવિધાઓ છે એના નીચે જે છોકરાઓ ભણે છે અને કરે છે તે જે એમની પાસે બધી જ વ્યવસ્થા છે તે આજે એટલી નહીં પણ જે જરૂરિયાતની વસ્તુઓ છે જે ગામડાનાં છોકરાઓમાં જરૂરી છે તે પહોંચાડવાની જરૂરી છે હવે વાત કરીએ તો બીજા દેશોની સરખામણી જેમકે ફિનલેન્ડ છે કે પછી અમેરિકા છે પછી યુકે છે કે લંડન છે જ્યાં શિક્ષણ જે આપણને એ લોકોને પ્રેક્ટિકલ પેલી જ્ઞાન આપવામાં આવે છે જેમાં એ લોકોને કમ્પ્યુટર છે કે પછી આપણે લાઇબ્રેરી છે એ પૂરતા પ્રમાણમાં એ લોકોની પાસે અવેલેબલ છે જે એ લોકોને શિક્ષણ મેળવવા માટે બહુ આસન બની ગયું છે શિક્ષકો ત્યાં નિયમિત હાજર હોય છે અને એ લોકો બી પૂરતા ભણેલા હોય છે જે આપણા ભારતમાં જે એક ગામડાના વિસ્તારોમાં છે જ્યાં શિક્ષકો પૂરતા હોતા નથી જેમકે અલગ અલગ વિષયના શિક્ષકો હોવા જોઈએ એના બદલે ત્રણ ચાર ક્લાસ એક જ શિક્ષણ શિક્ષક સંભાળતું હોય છે અને આજની જે પરિસ્થિતિ છે જ્યાં જેમાં ઘણી સુધાર કરવાની જરૂર છે જેમકે ગુણવત્તા છે સમાન અધિકાર છે આધુનિકતા છે જે ભારતમાં એક જ સાર સારી કરવાની જરૂરી છે એટલે એના માટે સરકારે શિક્ષકો અને અવિભાવકોનું મળીને સરકાર અને શિક્ષકોએ મળીને આના માટે કંઈક આગળ પગલાં ભરવા જોઈએ વાત કરું તો ઘણીવાર એવું થાય છે કે છોકરાઓને જે ગવર્મેન્ટ તરફથી જે બેઝિક જે જરૂરીયાતો છે જેમકે કપડાં છે પુસ્તકો છે એક ટાઈમનું જમવાનું છે જે પૂરો પાડવામાં આવે છે જે ઘણાં ગામડામાં સુધી હજી પહોંચ્યાં નથી જેની પણ આજે જરૂરિયાત જે છે તે એક ત્યાં સુધી પહોંચાડવાની એ એક જરૂરી છે જે એના માટે પગલાં લેવાં જોઈએ સરકારે અને ગામડે ગામડે જઈને જોવું જોઈએ કે કેવી છે શું છે હાલત ત્યાં પરિસ્થિતિ ત્યાંની